હા સર બોલીએ ક્યારે ક્યારે આવ્યા હતા તમે કોણ વિશાલ નહીં જૂઓ ભાઈ અમારે તો અહીંયા વ્યાજબી ભાવ છે જે ભાવ અમે લઈએ છીએ તે જ અત્યારે પબ્લિકને અમે દઈએ છીએ તો માર્કેટમાં ભાવ શું તો તમે મને કહો તો માર્કેટનો ભાવ શું ચાલે છે તમે મને કહો ને તો તમે કહો રિજનેબલ ભાવ કયો છે પણ એમ નહીં ઊભા રહો તમને લેવું છે શું તમારે લેવાનુ છે શું હા મતલબ શું શું લેવાનું છે તમારે મને એ લિસ્ટ કહો હા હા આવો અમારી ઓફિસ ખૂલ છે છે ખૂલ્લી જ છે હં સોરી સર બટ અમારો વ્યાજબી ભાવ છે અમારાં જે કાપડ અમારા જે કપડાનાં જે કાપડ આવતાં હોય ને સર કાપડ જે છે કપડાંનાં એ એકદમ બ્રાન્ડેડ ક્વૉલિટીનાં કાપડ આવે જે મોટી મોટી બ્રાન્ડ્સ તમારો તો સારુ હા સર હું માનું કે તમે ત્રણ થી ચાર ચાર થી પાંચ વાર શોપિંગ કરેલી પણ અમને જે ભાવમાં પોસાતું હોય એ પ્રમાણે તમને આપીએ ને તો અમારો લોસ કરીને તમારો નફો કરાવી તમે જ કહો સર ઓકે નહીં સર તમે આવો અમારી દુકાને એકવાર મુલાકાત લો તમે કપડાંઓ જુઓ શેરવાની શુટ શેરવાનીમાં બહુ મોટો સ્ટોક છે આપણી પાસે તમે તમતમારે જુઓ તમને ગમે તમને અમે વ્યાજબી ભાવે તમે તમારે જેટલું બને એટલું તમને ઓછા ભાવમાં આવીને આવીને કંઈક કરી આપીશું તમને ટેન્સન ના લો ઓકે સર ઓકે થેન્ક યુ સર